આમ તો શાળામાં આપણને શિક્ષક ક ઘણા બધા વિષયો શીખવતા હોય છે પણ છી આ ઉપરાંત એમની બૌદ્ધિક સામાજીક અને નૈતિક વ્યવહારિકતાનું કૌશલ્ય પણ જરૂરી છે જે શીખવાનું શિક્ષકને જરૂરી છે જેમ કે મૂલ્યો છે નૈતિકતા છે સંચાર કૌશલ્ય છે સ્વ અનુશાસન અને જવાબદારી પછી સામાજીક કૌશલ્ય અને સહકાર સાથ સહકાર આર્થિક જ્ઞાન અને જીવન જીવવાની કૌશલ્યતા જીવન કૌશલ્ય પછી સાચનાત્મક અને સમસ્યાનો ઉકેલ જેમ કે જીવનમાં જેટલી બી સમસ્યા આવે તો એક તમે કેવી રીતે સોલ કરી શકો એના વિશે છે પછી આજના સમય પ્રમાણે ડીટ ડિઝિટલ જ્ઞાન જેમ કે ટેકનોલોજી વિષય છે એના વિશે પણ શિક્ષકો શીખવી શકે છે પછી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ પણ જ શીખવવું જરૂરી છે જે શાળામાં શિક્ષકે શીખવી શકે છે હવે આપણે સમજો નહીં મૂક્યો અને નૈતિકતા છે તો બાળકોને અન્ય લોકો સાથે કેવી રીતે વર્તવું તેમને કેવી રીતે મદદરૂપ થવું એ આજે એક શિક્ષક શીખવી શકે છે જેમ કે આપણે કહીએ કે ઘરે જે નૈતિક મૂલ્યો છે એ તો માં બાપ શીખવાડે જ છે પણ આજકાલ હવે બચ્ચાઓ શાળામાં વધારે સમય પસાર કરે છે તો કહેવામાં આવે છે ને કે શાળા એ વિદ્યાર્થીનું બીજું ઘડતરનું સ્થળ છે તો અને શિક્ષક એ એનો આપણે ચડતર કરવામાં મદદરૂપ થઇ શકે છે પછી હવે જેમ કે જીવનમાં સાચું અને ખોટું સમજવું જેમ કે યોગ્ય છે કે નહીં આ એના માટે એ શીખવવું એ પણ એક શિક્ષક જ શીખવી શકે છે અને પછી શિક્ષક બીજાના પ્રત્યે આદર અને શિસ્તનું મહત્વ પણ સમજાવી શકે છે જે આજ કાલના જમાનામાં જરૂરી છે હવે વાત કરીએ તો સંચાર કૌશલ્ય એટલે કે કમ્યુનીકેશન સ્કિલ વિશે કે વાત કરવાની કે વિદ્યાર્થીઓ સ્પષ્ટ રીતે બોલી શકે આગળ જઈને પોતાના વિચારો જણાવી શકે આજે એક કોઈ બી સ્પર્ધામાં ભાગ લેવો અને એ બોલવું જેમ કે સોલો સ્પીચ આપવી એ બહુ મહત્વની છે મિન્સ જેમ કે આગળ જઈને છોકરો સ્ટેજ ફીયર એટલે કે આપણે કહીએ સ્ટેજની જે ડર છે તે નિકાળવું એ શિક્ષક કરી શકે છે શિક્ષક વિદ્યાર્થીઓને તેમની સમજ અને વિચારધારા સાહસિક અને યોગ્ય રીતે વ્યક્ત કરવાનું શીખવે છે પછી શિક્ષક છે તે આજે એક વિદ્યાર્થીને સમય આજે સમયનું ઉપયોગ અને સમયને કેવી રીતે એ કરવું એ પણ શીખવી શકે છે પછી હવે જવાબદારીઓ પણ આવે છે વિદ્યાર્થી પર તો એ કેવી રીતે એ નિભાવી શકે એ પણ આજે શિક્ષક શીખવી શકે છે જેમ ટીમ વર્ક છે એ સાથ સહકાર છે કે પછી એના આપણા સહાધ્યાઈઓ મિન્સ કે એના બીજા સહ વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને ટીમ વર્ક કરીને કામ કરવું એ પણ આજે એક શિક્ષક જ શીખવી શકે છે પછી આર્થિક શાસ્ત્રની મૂળ એટલે કે આપણે કહીએ કે એ બચત કેવી રીતે કરવી પછી ખર્ચાને કેવી રીતે કરવા એ બધું પણ આજે એક સમજાવામાં શિક્ષકનો એક મોટો ફાળો થઈ શકે છે જે આજે શાળામાં શિક્ષક શીખવી શકે છે પછી જે વિદ્યાર્થીઓના નવા વિચારો આજે નવી જે ટેકનોલોજી જે આવે છે કર એ એ આજે એક જે છે સર્જનાત્મક દ્રષ્ટિકોણ એ વિદ્યાર્થીને કેવી રીતે મેળવવું જોઇએ એ પણ આજે એક શિક્ષક શીખવી શકે છે પછી સ અ સમસ્યાઓનો ઉકેલ છે બીન કે વ્યવહારું જ્ઞાન છે કે આજે કયા વિધ બચો આજે એક નાનો છોકરો છે જ્યાં અટકી જાય તે બધું આજે શિક્ષક શીખવી શકે છે એ સ્કૂલમાં જઈને શિક્ષક જ પાસે શીખી શકે છે પછી આજે જે વિવિધ ટેકનોલોજી અને જે યુઝ કરવામાં આવે છે એનો ઉપયોગ અને એના વિશે માર્ગદર્શન આજે એક શિક્ષક જ શીખવી શકે છે અને કહેવામાં આવે છે કે ટીચર ઇસ ધ બેસ્ટ ઇન અધર ધેન પેરેન્ટ એટલે કે મિન્સ કે જે આજે મૂળ પાયાના જે નાખવાના છે વિદ્યાર્થીના ઘડતરમાં તે એક માં બાપ સિવાય જે છે તે એક શિક્ષક છે તે કરી શકે છે પછી આજકાલના જે આધુનિક યુગમાં ઇન્ટનેટનો ઉપયોગ કરતી વખતે જે સાવધાની સુરક્ષા રાખ કરવાની હોય કે જે ફ્રોડ ના થાય સ્કેમ ન થાય એ બધું બી આજે એક ટીચર એને શીખવી શકે છે હવે છેલ્લે આવે છે કે જે આપડે કહીએ શારીરિક ફિટનેસ મિન્સ કે જેમ કે શરીરની તંદુરસ્તી છે કે પછી વ્યાયામનું મહત્વ યોગા રોજ કરવા કે પછી આપણે જે કરવાનું છે એ બધું પણ આજે એક શિક્ષક જ એ શીખવી શકે છે અને એ સ્કૂલમાં બી આજકાલ હવે એક પિરિયડ તરીકે ચલાવવામાં આવે છે એ જરૂરી છે અને એના લીધે વિદ્યાર્થીનો માનસિક અને સ્વાસ્થ્ય અને ઉત્સાહ પણ જળવાઈ રહે છે જેમના માટે છે માર્ગદર્શન જરૂરી છે તે પણ આજે એક શિક્ષક જ આપી શકે છે આ તમામ બાબતો વિદ્યાર્થીને એક સમાન અને સમગ્ર વિકાસ તરફ દોરી જાય છે જેથી તેઓ ભવિષ્યમાં એક સશક્ત નાગરિક બની શકે એ બધું આજે શિક્ષક જ શાળામાં હતા મૂળ પાયાથી થઈ શકે છે